કોઈ પણ માણસ એટલો અમીર નથી કે એ મારી બાળપણની યાદો ને છીનવી શકે બાળપણમાં તો સામાન્ય રીતે મુસાફરીનું સાધન હતું ટુ વ્હીલર સામાન્ય રીતે તો ઘરેથી વાડીએ જવા માટે અથવા તો અન્ય કોઈ પણ જગ્યાએ જવા માટે ટુ વ્હીલરનો ઉપયોગ થતો હતો અને એ મુસાફરીના અનુભવો વાગોળતાં છે અત્યારે સાચે જ બાળપણની યાદ આવી જતી હોય છે બાળપણમાં ખૂબ મુસાફરી કરવાની થતી મોટા ભાગે તો ચાલીને જવાતું અને પછી બાઈકનો ઉપયોગ થતો હતો કોઈ પણ જગ્યાએ ફરવા જવું હોય કે કોઈ પણ નજીકની જગ્યાએ જવું હોય તો પણ ક્યારેક બાઈકનો ઉપયોગ થતો હતો તેમજ શાળાએ ચાલીને જવાતું અને પછી પાછા ઘરે આવી આવતા રેવાનું

બસ મુસાફરીના સાધન તરીકે સારામાં સારું માધ્યમ હતું અને એ સમયે ખૂબ પણ ખૂબ મજા પડતી